મને મારી જીંદગીમાં ક્યારેક બી મોકો મળશે તો હું અમિતાભ બચ્ચનને મળવાનું પસંદ કરીશ કારણકે મને એમનો કપડાં પહેરવાની સ્ટાઈલ એની એમની બોલવાની સ્ટાઈલ ખૂબ જ ગમે છે મેં એમના મૂવી પણ જોયાં છે જેમાં તેઓ શોલેમાં જોવા મળે છે દીવારમાં જોવા મળે છે આ બે મૂવી મેં એટલી બધી વાર જોયાં છે જે મને બહુ જ ગામ્યાં છે ને મારી સહેલીઓને પણે કીધું છે કે આ મૂવી જુઓ ખૂબ જ સરસ છે હું એમને જ્યારે પણ મળીશ ત્યારે હું એમની માટે એક ચિત્ર બનાવીને લઈ જઈશ જે મારું સપનું છે અને મારું સપનું છે કે હું એકવાર કોન બનેગા કરોડપતિમાં પણ જાઉં અને એમની સાથે બેસીને થોડીક વાતો પણ કરું